હા ઈતિહાસની તો એવી ઘણી બધી પ્રથાઓ છે જે માનવ સમાજ માટે એક કલંક રૂપે જોવા મળી રહી છે એમાંની એક મુખ્ય પ્રથા જે હતી જે જ્ઞાતિ આધારિત હતી જે નીચ જ્ઞાતિ અને ઉચ્ચ જ્ઞાતિની જેમાં નીચ જ્ઞાતિના લોકોને ઉચ્ચ જ્ઞાતિવાળા એમના ઘરે અથવા તો એમને અડકવું પણ એને આભડછેટ કહેતા હતા પહેલાંના જમાનામાં આભડછેટ નામનો એક રીવાજ હતો જે નીચી જાતિવાળા લોકો સાથે ઊંચી જાતિના લોકો કરી રહ્યા હતા કે નીચી જાતિવાળા અગર ઊંચી જાતિવાળાને અડી પણ ગયા હોય તો પણ તેમને આભડછેટ લાગતી હતી મતલબ એ પોતે અભડાઇ જતા હતા એ પોતે પછી પાણીનો છંટકાવ કરીને પોતાને પવિત્ર કરતા હતા આ એક એવી પ્રથા હતી જે માનવ જાતિ માટે આખી માનવ જાતિ માટે કલંક સમાન હતી તે જ્ઞાતિવાદ હટાવવા માટે હજુ પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ જાતિવાદ જોવા મળે છે ગુજરાતમાં જ નહીં પણ ગુજરાતની બહાર પણ બીજા રાજ્યોમાં પણ જાતિવાદ ખૂબ મોટો પ્રમુખ મુદ્દો બની ગયો છે સામાજિક કાર્યકરો દ્વારા અને સામાજિક લીડરો દ્વારા ઘણા અંશે જાતિવાદને દૂર કરવામાં પણ આવ્યો છે એમાં સફળતા પણ મળે છે સરકારના કડક વલણો અને સામાજિક કાર્યકરો અને લોકોમાં લાવવામાં આવેલી જાગૃતિના આધારે હવે જાતિવાદમાં થોડો ઘણો ફરક પડ્યો છે પણ જાતિવાદ છે એ તો ચોક્કસ છે ગામડાઓમાં ખાસ જાતિ પર ભેદભાવ ઘણા બહુ જ બહુ જ થતા હોય છે શહેરોમાં એનું પ્રમાણ ઓછું હોય છે કારણ કે શહેરોમાં હવે લોકોમાં જાગૃતિ આવી છે ઊંચ નીચની કે નીચ જાતિ એવું હવે બહુ જોવા મળતું નથી પણ ગામડાઓમાં અંતરિયાળ ગામડાઓમાં હજી પણ ક્યાંકને ક્યાંક દલિતો જેવા ના જે દલિત જાતિના હોય છે એ લોકોનુ શોષણ અને એ લોકો પર અત્યાચાર પણ થતા હોય છે અને એવા તો ઘણા બધાં દાખલા હજુ પણ જોવા મળે છે કે જ્યાં આપણને જાતિવાદ ચોખ્ખો જ દેખાવા જોવા મળતો હોય છે